મારા જીવનમાં સૌથી અમૂલ્ય હોય તો શિક્ષણ છે સૌ શિક્ષણને હું સૌથી વધારે મહત્ત્વ આપું કારણ કે શિક્ષણ એ એ એક જીવન જીવવાની કડી છે શિક્ષણ દ્વારા જ સમગ્ર કામ થઇ શકે છે શિક્ષણ ન જો અજ્ઞાન હોય કોઇપણ બાબતથી આપણે અજ્ઞાન હોય તો તેવું કોઈ પણ કામ આપણે કરી શકતા નથી અને સૌથી વધારે મહત્ત્વ તો હું શિક્ષણને આપીશ મારા જીવનમાં જો કોઈ સૌથી અગત્યનું કોઈ પાસું હોય તો શિક્ષણ છે અને શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે શિક્ષણ ખોટું હોવું એ શિક્ષણ સરકારનો પણ એમ કે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત છે પ્રાથમિક સુધી શિક્ષણ સુધી કોઈ મર્યાદિત નથી પરંતુ તે ઉચ્ચ શિક્ષણ મેળવવું જોઈએ અને દરેક પ્રકારનું શિક્ષણ મેળવવું એવું નથી કે ચોપડીનું જ્ઞાન જ આવશ્યક છે પરંતુ સામાજિક જ્ઞાન આર્થિક જ્ઞાન અય અને બધું જ પ્રકારનું અને બધા જ પ્રકારનું જ્ઞાન મેળવવું જોઇએ અને શિક્ષણ શિક્ષણ એ જ સમગ્ર છે મારું એવું માનવું છે શિક્ષણથી જ બધું થઇ શકે છે શિક્ષણ હોવાથી જ માણસનો વિકાસ થઇ શકે છે અને માણસમાં વૃદ્ધિ થઈ શકે છે અજ્ઞાન માણસ કોઈ પ્રગતિ કરી શકતો નથી દરેક બાબતનું જ્ઞાન હોવું આવશ્યક છે